હું યોગ કરવા માટે બાલભવન પસંદ કરું છું કારણ કે એક બાલભવન છે અને એક એક કોઈ શાંત જગ્યા હોય ત્યાં પણ યોગ કરી શકાય છે હું બાલભવન એટલે પસંદ કરું છું કે બાલભવન મારા માટે ખાસ યાદગીરી છે કે અહીંયા મ્યુઝિયમ છે મ્યુઝિયમની અંદર એક એવું શાંત વાતાવરણ મળે છે જેમાં મને યોગ કરવાની ખૂબજ મજા આવે છે અને મને પસંદ પડે છે અહીંના જગ્યાનું વાતાવરણ મને પહેલાની યાદ અપાવે છે અહીં શાંત વાતાવરણ હોવાથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખૂબજ સરસ મજાનું વાતાવરણ પસંદ પડે છે અહીં બાલભવને મારી પ્રેક્ટિસ ખૂબ સરસ થાય છે જેનાંથી મને વચ્ચે

કોઈપણ જાતની તકલીફ થતી નથી બાલભવનમાં એકદમ શાંત વાતાવરણ હોય છે જેના લીધે મને યોગ કરવાની ખૂબજ મજા આવે છે યોગ માટે બાલભવન એ એક શાંત જગ્યા છે જેમાં એક મ્યુઝિયમ આવેલું છે મ્યુઝિયમમાં મ્યુઝિયમમાં એકદમ શાંત સ્થળ હોવાથી મેં આ પસંદ કરેલું છે અહીં સ્થળે યોગ કરવા માટે મારા સિવાય બીજા ઘણા લોકો પણ આવે છે જેના લીધે મને યોગ કરવાનું સપોર્ટ મળે છે અને મારી જેમ બીજા લોકો પણ મને જોઈને યોગ કરવા માટે પ્રેરિત થાય છે અને બાલભવને બધાં ભેગા મળીને યોગ કરીએ છીએ માટે મેં યોગ કરવા માટે બાલભવન પસંદ કરેલું છે બાલભવનમાં રમત ગમતનું મેદાન પણ છે બાલભવનમાં નવી નવી સંગીતની સ્પર્ધાઓ પણ થાય છે બાલભવનમાં એક જુનવાણી મ્યુઝિયમ છે કે જેમાં જોવાલાયક અને શીખવાલાયક ખૂબજ સરસ વસ્તુઓ પણ છે અને કૃતિઓ પણ છે બાલભવન બાલભવનમાં બધાં ભેગા મળીને નૃત્ય પણ કરે છે બાલ ભવનમાં

ચિત્ર કમ્પ્યુટર જેવી અલગ અલગ અલગ અલગ સુવિધાઓ પણ આપેલી છે કે જેના કોર્સ પણ શરું છે આમ બાલભવનમાં અલગ અલગ એક્ટિવિટીસ પણ થઈ રહી છે અને બાલભવનની બાજુમાં એક મ્યુઝિયમ છે કે જેમાં એકદમ શાંત વાતાવરણ છે માટે મેં બાલભવન પસંદ કરેલું છે અને બાલભવનમાં અમે મારી સાથે બીજા ઘણાં લોકો પણ એક થઈ અને યોગ કરીએ છીએ જેના દ્વારા યોગ ખૂબ ખૂબ કરવાની મજા આવે છે અને હું પણ એકલી યોગ કરવા માટે બાલભવન પસંદ કરી અને આવું છું રોજે એક વાર બાલભવન યોગ કરવા માટે હું આવું છું માટે યોગ કરવા માટે બાલ ભવન ખૂબજ સારી જગ્યા છે અને ખૂબજ સરસ અનુભવ કરાવે છે જેથી કરીને મેં બાલભવન પસંદ કરેલું છે